હું જ્યારે ગોવા ગયો ત્યારે સવારના પહોરમાં બીચ પર ગયો તો એકાએક જ મેં મારી ડાબી બાજુ જોયું તો કુતરાઓ ભસી રહ્યાં હતાં પછી ધ્યાનથી જોયું તો બે બળદ પણ હતા તે એકબીજા સાથે લડી રહ્યા હતા અને ઘડીક ઘડીકમાં સફેદ બળદ આગળ છે તે કાળા બળદને પાછળ ધકેલે તો ઘડીકમાં કાળો બળદ સફેદ બળદને એ પાછળ ધકેલે એમ બંને વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું એવામાં આજુબાજુ જે કૂતરાં હતાં લગભગ અઢારથી વીસ જેટલા કૂતરાં હતાં તે એ બંનેને ભસતા હતા જાણે એને ચીયર અપ કરતાં હોય એવું લાગતું હતું એટલું સરસ વાતાવરણ હતું દસથી પંદર મિનિટ સુધી આ છે તે બળદો એકબીજાને આગળ ને પાછળ એમ ધકેલ્યા કરતા બંનેનાં શિંગડા એકબીજાને માથા બંને ટકરાવીને લડી રહ્યા હતા ને કૂતરાઓ એને છે તે ભસી રહ્યાં હતાં વાતાવરણ બહુ સરસ હતું પછી છેવટે કાળો બળદ છે તે પાછળ હટી ગયો અને સફેદ બળદે એને જોરમાં ધક્કો માર્યો એટલે એ કાળો બળદ પડી ગયો અને કુતરાઓ એના પર વધારે ભસવા માંડ્યા એટલે સફેદ બળદ જગ્યા છોડીને જતો રહ્યો બસ એટલું સરસ વાતાવરણ હતું કે આજે પણ મને એ વર્ણન યાદ છે